હા બોલો હઉ હા બરોબર હા હા એટલે મું એમનું જોયું તું તો આમાં એમને કેવું છે કે એમનું ઓપરેશન કરાવવું પડશે હઉ એમ કરો તમે આ વીકમાં મું છું નહીં તો બીજા વીક પર આવજો હા હા એમનો ખર્ચો પંદર હજાર જેવો થશે અરે તમે રોજના કસ્ટમર છો જે ઓપરેશન થાય એના એક બે દિવસ પહેલાં બેથી ત્રણ દિવસ હઉ તો એક મહિનો જેવું તો થશે હ હઉ બરોબર બરોબર હા તો વાંધો નહીં તમે કોલ કરીને આવજો હો ને હા